અરે બનાના કઈ મૂક્યા છે તમને ખ્યાલ છે અહી આગળી કારણ કે મેં દેખ્યા નઈ અત્યારે હ તો શું શું ભાવ હશે એનો

અને હ અને જેકફ્રૂટ કયા મેલ્યા છે જે જેકફ્રૂટ હુ હુ એનો શું ભાવ છે ખ્યાલ છે તમને પાનસો રૂપીએ સારું અને મેંગો છે મેંગો અત્યારે કારણકે મારે ગેસ્ટ આયા છે ને તેમને રસ જ ખાવો છે

વાંધો નઈ વાંધો નઈ જે હશે એ મારે મેંગો જોઈએ છે તમે મને બતાવશો ક્યાં છે પપૈયું તો હું લઉ જ છું પણ મને મેંગો પણ જોઈએ છે કારણકે મારા ગેસ્ટ છે ને બારથી આયા છે એટલે હવે એમને રસ જ ખાવો છે તો અત્યારે ગમે તેટલા ભાવ હોયને તો બી મેં આ વખતે સ્ટોર નથી કરી ફ્રોઝન એટલે મારે મેંગો તો જોઈએ જ છે

હા હા મારે જોઈએ જ છે બરાબર અને પપૈયું પપૈયું સો રૂપીએ કિલો છે સારું સારું